સંવાદ અને ચર્ચા સાધારણ રીતે લેખકો અને કવિઓ પોતાની રચનાઓ વિશે વાત કરે છે અને પઠનના સમય દરમિયાન સાહિત્યિક ચર્ચા થાય છે આ ક્ષણો સુંદર રીતે સુમેળ અને વિચારોને વિસ્તૃત કરે છે સામાન્ય જનતા અને લેખકો વચ્ચેની મુલાકાત આ મેળાવડાં એ વસ્તુ છે કે જેમાં સામાન્ય લોકો તેમના મનપસંદ લેખકો સાથે સીધી મુલાકાત મેળવી શકે છે તેમના પ્રશ્નો પૂછવા અને તેમનું પોતાનું કામ શેર કરવા માટે એક ઉત્તમ અવસર હોય છે વિશિષ્ટ કાર્યક્રમો અને વર્કસોપ ઘણા સાહિત્ય ઉત્સવોમાં વર્કશોપ અને શિક્ષણ સત્રો પણ હોય છે જે લખાણને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શિકા પ્રદાન કરે છે વિશિષ્ટ થીમ અને વિષયો કેટલાક મેળાવડા વિશિષ્ટ થીમ અથવા વિષય પર કેન્દ્રિત હોય છે જેમકે એક્સપ્લોરિગ વિદેશી સાહિત્ય પુરાતન શાયરી અથવા આધુનિક સામાજિક સમસ્યાઓ તમારા વિસ્તારમાં આવા મેળાવડા નિયમિત પણે થાય છે કેમ તે જોવું છે તો સ્થાનિક સાહિત્ય સોસાયટી પુસ્તક દુકાન કે યુનિવર્સિટીની વેબસાઇટ પર તપાસવા મદદગાર રહેશે